મેં રાષ્ટ્રીય સ્પ

આ સ્પર્ધામાં ભાગ લેવાથી અનેક અનુભવો આપણને મળે છે જેમ કે સ્પર્ધામાં રહેલાં કેટલાંક વ્યક્તિઓ થકી અલગ અલગ વસ્તુઓ રજૂ કરવામાં આવે છે તેમાં દરેકે દરેક વ્યક્તિની ચીજ વસ્તુઓમાં અલગ અલગ કળા તેમજ તેની પોતાની વિચાર શક્તિ મુજબ તેણે પોતાના મનની અંદર રહેલી દરેક ચીજ વસ્તુઓ તેણે તે વસ્તુનાં માધ્યમે અલગ રીતે દર્શાવી તેણે એ સ્પર્ધામાં રજૂ કરે છે આ રજૂ કરેલ દરેક વ્યક્તિની કળા તેમજ તેની વસ્તુઓમાં અલગ અલગ રીતે તે ચીજવસ્તુઓની મહત્ત્વતા જોવા મળે છે

સ્પર્ધામાં ભાગ લેવાથી કેટલાંક રાજ્યના તેમજ કેટલાંક એવા વ્યક્તિઓનો પણ આપણને સંપર્ક થાય છે કે જેમના દ્વારા આપણને અનેક ચીજ વસ્તુઓ શીખવા મળે છે આ ચીજ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતી અલગ અલગ ચીજવસ્તુઓનો પણ આપણને અનુભવ થાય છે તેમજ આ દરેક ચીજ વસ્તુઓને આપણે અલગ રીતે રજૂ કરવાથી તેના દ્વારા આપણને અલગ અલગ વ્યક્તિઓથી પ્રેરણા પણ મળી રહે છે તેમજ એ પ્રેરણા થકી આપણને એ કળા રજૂ કરવામાં આગળના આગળ ને આગળ વધવાનું એક પ્રોત્સાહન પૂરું પડે છે આ પ્રોત્સાહનનાં માધ્યમથી આપણને એ કળા એક એક્ઝિબિશન તરીકે રજૂ કરવાથી આ એક્ઝિબિશનમાં રહેલા અલગ અલગ વ્યક્તિના દ્વારા રજૂ કરેલ દરેક વસ્તુઓ તેમજ તેનાં અંદર રહેલી વિવિધતા પણ જોવા મળે છે આવી એકતા દ્વારા આપણને કેટલાકને કેટલાક કલાકારો દ્વારા અલગ અલગ ચીજ વસ્તુઓનું દરેક વસ્તુઓ પૂરું પડી આપણને એક પ્રોત્સાહન પૂરું પડી રહે છે આ પ્રોત્સાહન દ્વારા કોઈપણ કાર્યમાં આગળને આગળ વધવાનું આપણને પ્રેરણાદાયી બને છે